હમણાં વરસાદની સીઝન ચાલે છે તો વીજળીનો જરાક ખતરો વધારે હોય આ સીઝનમાં એમ તો આખા વર્ષ જ આપણે સાવધાન રહેવું જોઈએ પણ જરાક વરસાદનાં સિઝનમાં આપણે વધારે ધ્યાન રાખવું જેમકે કોઈ કોઈ વાર લાઈવ વાયરો હોય એક વરસાદ થતી વખતે કોઈ કોઈવાર વાયર પાણીમાં પડી જાય અને આપણને દેખાતું નહીં હોય ને એવું બધું ખતરો વધારે વધી જાય જેમકે કોઈ કોઈક વાર જયારે પણ તમે ઘરથી બહાર નીકળો એટલે એસ્પેશ્યલી વરસાદના સીઝનમાં ત્યારે બધું જોઈને જવાનું કોઈ લાઈટની સ્વિચ ચાલું નહી જેમકે ઘરમાં ગેસનાં મીટર હોય તો ગેસ ગેસ બંધ કરીને જવાનું બધી સ્વિચ બંધ કરીને જવાની ગીઝર હોય તો ગીઝર બંધ કરીને જવાનું એ બધું આપણને ધ્યાન રાખવું પડે બહાર જાઓ તો ચપ્પલ વગર કે બુટ વગર નહીં જવાનું એ બુટ વગર નહીં જવાનું પછી તમે બહાર પણ જતાં હોય તો એવું જોવાનું કે કોઈ વાયર તો નથી પડી ગયો ને એવું બધું ને વીજળી કડકતી હોય તો એ પણ ધ્યાન રાખવાનું કે વીજળી પણ કડકતી હોય તો આપણે ઘરે ઘરમાં જ રહેવાનું કેમકે બહાર જાઓ તો તો કંઈ તકલીફ આવી શકે કે કંઈપણ થઈ શકે ગાડીમાં નહીં બેસવું એ ટાઇમે એવું બધું આપણને ધ્યાન રાખવું જોઈએ એમ તો ગવર્મેન્ટ બધું કરે જ છે કેમકે વરસાદનાં સીઝનમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન બહુ કામ કરે બહુ એરિયામાં જાય બધું મેન્ટેનન્સ કરે ઝાડ કાપીને જાય કે વરસાદ પહેલાં એ દર વર્ષે જ કરતી હોય પણ આપણને પોતાનું ધ્યાન જ રાખવું પડે તમે હોટેલમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ જાવ એક જરાક ચેક કરી લેવાનું કે કંઈ વીજળીની તકલીફ તો નથી કે કંઈ લાઈટ ડીમ ડીમ તો નથી થતી ને કંઈ પણ થાય જેમકે રાત્રે આપણે ફોન એરપ્લેઇન મોડ પર કે આપણે સાથે મૂકીને સુઈ જતાં હોય એવું નહીં કરવાનું આપણી પાસે ચાર્જિંગ પોઇન્ટ હોય તો ફોન ચાર્જિંગ કાન પાસે કે એવું પાસે નહીં મૂકવાનું ફોન ચાર્જિંગ કરતી વખતે ફોન પર વાત નહીં કરવાની એવું એક કિસ્સો સાંભળવામાં આવેલો જ્યારે એક વ્યક્તિ ફોન ચાર્જિંગમાં હતો ને ફોન પર વાત કરતો હતો ફોન ફટ ફાટી ગયો એને બહુ કાનમાં બહુ ચોટ લાગેલી ને એવું બધું થયેલું એટલે આવું બધું આપણને જ ધ્યાન રાખવું પડે ગવર્મેન્ટ ખાલી આપણને સાવધાન સાવધાન કરી શકે છે બટ પોતે જ પોતાનું ધ્યાન રાખવું પડે એટલે એવી મારી વિનંતી છે બધાને કે જરાક ધ્યાન રાખો ને વરસાદનાં સીઝનમાં ખાસ કર તમે પોતાનું ને પોતાનાં પોયરાનું જે નાનલાં પોયરા હોય એ લોકોને જરાક ખાસ ધ્યાન રાખવું કે એ લોકો બહાર રમતાં હોય તો કેવી રીતનાં રમે છે એટલે શું છે આસપાસ કોઈ લાઈવ વાયર તો નથી કે વીજળીના કોઈ પોલ તો નથી ને એવું બધું નથી એ બધું આપણને ધ્યાન રાખવાનું